હલો શિવ હોટલ હું અમૃતભાઈ બોલું છું જેને તમારી હોટલમાંથી બપોરના લંચ માટે કાજુ કરી પાલક પનીર સેવ ટમાટર અને છાસ ભાત દાળ રોટલી જોડે મસાલા પાપડ છાસ આ બધું મંગાવ્યું હતું હવે મારે એનું બિલ જોઈએ છે જે મેં આપની વેબસાઈટ પર જઈ અને ખોલું છું તો એરર આવે છે તો મારે એ બિલ જોવા માટે આપ મને માહિતી આપો કે મારે કેવી રીતે એને ડાઉનલોડ કરવી જે આપ મને માહિતી આપી શકો છો ઓ કે